મુસાફરી કરવાનું તો અ મિત્ર સર્કલ તેમજ ગ્રૂપ આપણી સાથે જે નોકરી કરતા હોય તેની સાથે ખૂબ જ મજા આવે છે કેમકે તેમની સાથે આપણે મિત્રતાથી અને હળીમળીને પોતાની અંદરની દિલની વાત પણ કરી શકીએ અને મનમાં આવે તેમ તેવી રીતે આપણે મનફાવે તેવી રીતે પણ વાત કરી શકીએ કે બોલી શકીએ ગુસ્સો કરી શકીએ હસી મજાક કરી શકીએ જેના લીધે આપણે ક્યાંક ફરવા ગયા હોય તો મુસાફરી દરમ્યાન પણ આપણે તેમની સાથે ગમ્મત કરી શકીએ મજાક કરી શકીએ મોજ મસ્તી ડાન્સ અને કરતાં કરતાં પણ જઇ શકીએ અ મુસાફરી દરમ્યાન તો મિત્રો સર્કલ સાથે વધુ મજા આવતી હોય છે કેમકે આપણે રોજિંદા જીવનમાં તેમની મુલાકાત લેતાં હોઈએ છે અને તેમની સાથે ફરતાં હોઈએ તો તે દરમ્યાન પણ આપણે એમની સાથે યોગ્ય વાતચીત અથવા મૂંઝાતા કે શરમતા શરમાવતા નથી અને આવી રીતે કોઈ પણ મુસાફરી દરમ્યાન ક્યાંક આપણે ચા પાણી નાસ્તો કે ભોજન કરવા પણ રોકાઈએ તો પણ આપણે એમને કોઈ શરમ જેવુ ના રહેતા જે ખાવું પીવું હોય તે મગાવી શકીએ અને તેના સિવાય પણ આપણે જે બી અલગ જગ્યાએ મુસાફરી કરવા જતાં હોય તો આપણા પરિવારો પણ સાથે કરી શકીએ પણ પરિવાર સાથે હોય તો આપ જે આપણે યોગ્ય રીતે આપણે મન મન ગમે તેમ રીતે કદાચ આપણે ન ફરી શકીએ કે બોલી શકીએ પણ સ સારા મિત્રો અને સાથે આપણે અ રહી શકીએ એક તો આપણે જો ફરવાનું વધુ પંસદ થાય તો મિત્રો સાથે મજા આવે પરંતુ પરિવાર આપણા આપણે એક સભ્ય છીએ તો એની સાથે પણ આપણે મુસાફરી તો કરવી જ પડે તો મિત્રો સાથે ફરવાની ખૂબ જ મજા આવે છે